લગ્ન જેવા મોટા પ્રસંગો માટે પાણીની વ્યવસ્થા કરવી એ એક મહત્ત્વપૂર્ણ કાર્ય છે આ માટે અમે કેટલીક બાબતોને ધ્યાનમાં લઈએ છીએ મોટા સમારંભ માટે કેટલી સંખ્યામાં પાણીની જરૂર પડશે તે ગણતરી કરવી જરૂરી છે આ માટે માણસોની સંખ્યા અને તેના માટેની જરૂરી પાણી આંકવું પડે પાણીને સજાવવા માટે યોગ્ય ટાંકી અને ભંડારાની વ્યવસ્થા કરવી પડશે મોટે ભાગે અમે મોટા પ્લાસ્ટિકના ટાંકા અથવા સ્ટીલના ટાંકા વાપરીએ છીએ પાણીના સ્રોતનું આયોજન કરવું જરૂરી છે પ્રસંગ માટે પૂરતી માત્રામાં પાણી ઉપલબ્ધ છે તે જોવું જોઈએ આ માટે નજીકના કુવા નદી કે બોર કુવામાંથી પાણી લાવવાની વ્યવસ્થા કરીએ છીએ પાણીની ગુણવત્તા મહત્ત્વપૂર્ણ છે પાણી શુદ્ધ અને પીવા માટે યોગ્ય બનાવું પડે આ માટે પાણીના ફિલ્ટર અને શુદ્ધિકરણ સિસ્ટમનો ઉપયોગ કરીએ છીએ પ્રસંગના સ્થળે પાણી પહોંચાડવા માટે યોગ્ય વ્યવસ્થા કરવી જરૂરી છે પાણી વહન કરવા માટે પાઇપલાઇન ટેન્કર કે મોટી કન્ટેનર ગાડીઓ વાપરીએ છીએ પ્રસંગ દરમ્યાન પાણીની સમસ્યાઓ અટકાવવા માટે અમારે બેકઅપ વ્યવસ્થા કરવી જોઈએ આ માટે અન્ય સ્રોતોથી પાણીના ભંડારનનું આયોજન કરીએ છીએ પાણીનો યોગ્ય વિતરણ કરવા માટે અમે મહેમાનોને માહિતી આપવી જોઈએ પાણીના સ્ટેશનો અને નળો સાચી યોગ્ય જગ્યાએ લાગવાથી મહેમાનો સરળતાથી પાણી મેળવી શકે છે અને પાણીનો વ્યય થતો અટકે છે આ રીતે અમી દરેક મોટા પ્રસંગ માટે પાણીની વ્યવસ્થા સુનીશ્ચિત કરીએ છીએ અને આ પ્રક્રિયાને સુગમ બનાવીએ છીએ